હાય કેમ છો ભાઈ હા હવે વાત એવી છેકે માંરે પેલું વાહનનો ટેક્સ ભરવાનો આવ્યો છે હા એવી ઓનલાઈન તો આપણે ક્યારેય ભર્યું નથી એટલે ખબર નથી કે શું કરવું તો તે હજી હમણાં જ કંઈક ભર્યોને

હા તો એના વિશેની થોડી ડિટેલ જોઈતી હતી

તો શું કરવું પડશે ઓકે બરાબર તો તે કર્યું કેવી રીતે કોઈ એજન્ટ થ્રુ કર્યું કે ડાયરેક અચ્છા એટલે તું ડાયરેક કરી શકે પણ તું એજન્ટ થ્રુ જ કરાવે છે અચ્છા તો એજન્ટ ઓળખીતા હશે તમારા અચ્છા તમારા ગામના જ છે બરાબર વીસ પચીસ વર્ષથી તમે એમની પાસે જ કામ કરાવો છો અચ્છા

તો એક કામ કરી આપને ભાઈ એક એને પૂછવાનું છે કે કેવી રીતે શું કરવાનું આ પેમેન્ટ તો થઈ જશે ઓનલાઈન પેમેન્ટ કરી આપીશ હું હવે ફોમમાં શું ભરવાનું છે એ એક માહિતી મારી પાસે નથી એટલે એ જોઈએ છે અને બાકી શું શું આમાં આપવાનું હોય છે અચ્છા આરસી બૂકની કોપી અને લાઈસન્સ ડ્રાઈવિંગ લાઇસન્સની ઝેરોક્ષ ઓકે પછી એ સિવાય કંઈ બરાબર અને ટેક્સ કેટલો થાય છે ઓકે વ્હીકલ પ્રમાણે અલગ અલગ હોય એમ સરસ તો આમ તો ઓલમોસ્ટ ઘણી બધી વિગત તો મળી છે મને તમારી પાસેથી મને લાગે છે કે થોડુંક ફાસ્ટ કરીએ તો પ્રમાણમાં પહેલા કરતાં ઝડપથી કામ થઈ શકે હવે શું કરવું એ બાબતમાં થોડોક હું જ અસમંજસમાં છું કારણ કે બેન આવી છે તો મને એવું લાગે છે કે હું એની સાથે જુ જઉં હા અને બનેવી છે એમણે પણ કંઈક કર્યું હતું ઓનલાઈન આવી રીતે જ ટેક્સ ચૂકવ્યો તો હવે હા એટલે એક કામ કરી લઈએ આપણે તમારી સાથે વાત થઈ છે તો તમારા થ્રુ જ કામ આગળ વધારીએ તો બરાબર બધું ગોઠવાઈ જશે ઓકે ચલો બાય મળીએ પાછા